ગુજરાતમાં સાક્ષરતા દર લગભગ અઠ્ઠોતર ટકા જેટલો છે અને અન્ય રાજ્યોમાં આપણે જોઈએ તો કેરળમાં સૌથી વધારે સો ટકા સાક્ષરતા દર છે અને અન્ય દેશો સાથે સરખામણી કરીએ તો પણ સાક્ષરતા દર થોડો ઓછો જ છે